મને ગુજરાતી ભાષામાં પુસ્તકો વાંચવા તો ગમે જ છે પોતાની માતૃભાષામાં પુસ્તકો વાંચવા કોને ના ગમે હું નાની હતી ત્યારથી જ ગુજરાતી ભાષામાં કાવ્યો વાર્તાઓ વગેરે જે પૂર્તિમાં આવતું હતું એ રોજ મારા દાદાની પાસે બેસીને વાંચતી હતી આ ઉપરાંત ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એટલે પુ પાઠ્યપુસ્તકોમાં જે પાઠ અને કવિતાઓ હોય એ પણ બધું ગુજરાતીમાં જ આવતું આથી ગુજરાતી ભાષામાં વાંચવું તો મને પહેલેથી ખૂબ જ ગમે છે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલી નવલકથાઓ જેમકે સૌરાષ્ટની રસધાર અને સોરઠી બહારવટિયા વગેરે મને વાંચવા ખૂબ જ ગમે છે તેમાં તેમણે સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે ત્યાંનાં લોકો તેમની વિચારસરણી એ બધું ખૂબ જ સારી રીતે દર્શાવેલું છે આ ઉપરાંત કુંદનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં નવલકથા પણ મને ખૂબ વાંચવી ગમી હતી અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથામાં જે છપ્પનિયા દુકાળની વાત ઓળખાય છે તે આપણને આપણી સાથે થયું હોય તેવું જ લાગે છે અને આપણાં રૂવાંટાં ઊભા કરી દે છે આ ઉપરાંત મને હિન્દી અને અંગ્રેજી ના અંગ્રેજી ભાષામાં પુસ્તકો વાંચવા પણ ખૂબ ગમે છે હિન્દી ભાષામાં પણ મેં આપકા બંટી આસ આકાશ કી છત વગેરે પુસ્તકો વાંચેલા છે તેનાથી આપણને આપણા દેશના વિવિધ પ્રદેશોમાં ઘટેલી ઘટનાઓ અને ત્યાંના લોકોની વિચારસરણી જાળવાનો જાણવાનો અવસર મળે છે અને અંગ્રેજી ભાષાનું તો અત્યારે વિશ્વમાં ખૂબ જ પ્રભુત્વ છે તે કોઈ દેશ પૂરતી સિમિત નથી અંગ્રેજી ભાષાના પુસ્તકો વિવિધ દેશના લેખકોએ લખેલા હોય છે જેમકે આપણા ભારતમાં પણ ઇંડિયન ઇંગ્લિશ રાઇટર્સ જેવા કે ખુશવંત સિંગ વગેરે હતા તેઓ ઇંગ્લિશમાં લખતા હતા તેમ વિવિધ દેશના લેખકોના અંગ્રેજીમાં લખેલા પુસ્તકો વાંચીએ તો ત્યારની સંસ્કૃતિ અને વિચારસરણીની આપણને ખબર પડે છે આ ઉપરાંત બીજી ભાષામાં આપણે કાંઈ પણ વસ્તુ વાંચીએ એટલે આપણો શબ્દભંડોળ પણ વધે છે અને આપણી તે લેંગ્વેજ ઉપરની લેંગ્વેજ ઉપરની આવડત પણ વધારે વધે છે આથી મને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં પુસ્તકો વાંચવા ગમે છે